હેલો નેકસ્ટ સર અમારે ત્યાં પ્રોગ્રામ છે તો મને અમુક વસ્તુની જરૂરત છે સર એમ તો બડે છે પંદરેક જણ તોહ ત્રણે ત્રણ કેજી લોચો ત્રણ કેજી ઓર્ડર લખી લોને ઓર્ડર ઓર્ડર લખી લોને ત્રણ ત્રણ કેજી લોચો ત્રણ કેજી ઈદડા અને ચાર કેજી ઘારી

પૈસા કેટલા થશે સર એક કેજીના કેટલાં છે

સરસ

હા સર થઈ જશે એમ તો બીજું તો ખમણ હા કંઈ નહીં ખમણ કર્યા

ના સર ખમણ કરી આપજો ને જલેબી એવું કરી આપજો એક એક કેજી

એટલાન્ટા બિસનેસ હબ વેસુ અલથાણ

વેસુ અલથાણ ઓર

બિલ્ડિંગ ચારસો ચાર નંબરની છે

હા સર જરાક હા જરાક જોઈ

હા સર હા સર થોડું ઘણું ઓનલાઈન એવું કરવું પડશે કે

નહીં તો એડવાન્સ એડવાન્સ બેડવાન્સ હા ઓકે સર હા